હલો તમે ઉબેર ઓટોમાંથી બોલો છો મેં થોડાક સમય પહેલાં જ તમારી કેબ બુક કરાવી હતી પરંતુ હવે મારે જવાનો ટાઈમ થયો છે ને અને તમે હજુ સુધી દેખાતા નથી હા માન્યુ કે તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છો પરંતુ મારે જવાનું ખૂબ મોડું થાય છે અને અત્યારે તાત્કાલિક ધોરણે જ મારે નીકળવું પડશે માટે કૃપા કરી તમે એ કેબને રદ કરી દો અને મારે અત્યારે નીકળી જવાનું હોવાથી હું ફરી કોઈક વાર તમને કહીશ